હેલો એ અઅ મારા ફ્રેન્ડે તમારા નંબર આપ્યો છે તમે કેબમાંથી બોલો છો અચ્છા એવી વાત છે હા તો મારા એક ફ્રેન્ડે વાત કરેલ અ વાત કરી કે અમે છે ને પંદર દિવસનું એક ટ્રિપ પ્લાન કરીએ છીએ બરોબર ને પણ અમે શું અમે શું અહીંયા ગુજરાતમાં નવા છીએ ને એટલે અમને કાંઈ ખબર નથી કે કયા રુટ પર જવું ક્યાં નહીં ને કયા ક્યા ફેમસ સ્થળ છે જ્યાં જવુંને એટલે મારા એક ફ્રેન્ડે મને નંબર આપ્યો તમારો કે એમણે પેલા પેલા પણ તમારી સાથે છેને ડ્રાઈ અઅ તમારી કેબ બુક કરી હતી અને તમારી સર્વિસને અવેઈલ કરી હતી બરોબર તો એમણે મને હા તો હા તો એમાં શું છે કે અમે છે ને પંદર દિવસની ગુજરાતમાં ટ્રીપ પ્લાન કરી છે બરોબર ને એટલે અમે અમને કાંઈ અમને કંઇ આઈડિયા નથી કે કયા ફેમસ સ્થળ છે અ એક ફ્રેન્ડે એ કહ્યું એવું હા ફ્રેન્ડે કહ્યું હતું કે ગુજરાત સારું છે તો અમે એક પ્લાન કરીએ એટલે મેં પંદર દિવસની એ ટ્રીપ બુક કરાવવાનો છું હું

હા બરા બરાબર છે તો તમે તમારી રીતે તમે રુટ નક્કી કરી ને મને આપજો અને મને જણા જણાવી દો કે પંદર દિવસનું ભાડું કેટલું થશે ટોટલ આમ અચ્છા અચ્છા કાંઈ વાંધો નહીં પાંત્રીસ રૂપિયાનું પર ડે ભાડું આવે એટલે શું અમે છે ને ચાર જણા છીએ તો ચાર જણા માટે કેબ મળી જશે ને તમા તમારે ત્યાંથી હા બરો બરાબર છે તો હું શું ચાર જણા માટે બુક કરાવું છું હમણાં એટલે ગુજરાતમાં તમે કહ્યુંને અમદાવાદથી સૌરાષ્ટ્ર બાજુને બધા આ જે જે ડિસ્ટ્રિક્ટ છે ને અંહિયાના જ્યાં જ્યાંના ફેમસ ફેમસ જે સ્થળ હોય ને એ અમને અંહિયા ઘુમવા છે બરોબર ને તો ઈ તમા હા તો એ તમારા પૅકેટ હોય ને તો એમાં અમને ઈન્ક્લુડ કરી આપજો જે ફેમસ જે જે પર ડેના ડિસ્ટ્રિક્ટના જેટલાં પણ હોય ને હા હા સારી સારી વાત છે ઓકેભલે તમે બધુ છે ને મને આ જ નંબર પર મારા વોટ્સઅપ નંબર પર સેમ જ છે એ બધું તમારું ટુરનું આખું પ્લાનિંગને પૅકેટ છે ને એ મને આ વોટ્સઅપ નંબર પર તમને શેર કરી આપજો અને બીજી વાત કે તમારા પૅકેટમાં હોટલ રૂમ અવેલેબલ હશે કે ઈ અલગથી અમને બુક કરવા પડશે હા હા કાંઈ વાંધો નહીં હા કાંઈ વાંધો નહીં હું સમજી ગયો અને તમારી કઈ ગાડી હમણાં ઈનોવા કરી ને એક ગાડી આવે છે ટોયોટાની એ અવેલેબલ હશે

હા હા સારું સારું છે હમણાં શું ગરમી બહુ છે એટલે એ સી તો રિક્વાયર છે જ બરોબર ને

હા સારું સારું ચાલો તો તમે મને મેસેજ મૂકજો વોટ્સઅપ પર હું ચૅક કરીશ તમને કહીશ બરોબર ઓકે ચાલો ઓકે ઓકે